શરૂ શરૂઆતમાં જે બાઇકિંગ કરે છે એ લોકો શરૂઆતમાં પહેલાં તો ગિયરની ભૂલો કરે છે અને ફર્સ્ટ એ કે પહેલાં જે ગેર પાડવામાં જાય છે તો હેન્ડલમાં જોતાં નથી હેન્ડલ સીધું રાખવા જાય છે તો ડાયરેક્શન ભૂલે છે દિશાઓ ભૂલી જાય છે જેથી કરીને શરૂ શરૂઆતમાં જે લોકો બાઇકિંગ કરે છે એ લોકોના પહેલાં તો ગેર પાડવામાં ધ્યાન રાખવું જોઈએ પહેલાં તો એણે ગેર સમજવા જોઈએ કે આગળના ગેર્સ છે તો એને આગળમાં ગેર પાડશે તો પહેલાં ગેર સાથે લીવર આપશે ક્લચ મારીને લીવર આપશે તો આગળ વધશે બરાબર પછી સેકેન્ડ ગેર મારીને વધુ થોડુંક લે જ્યારે ક્લચ આપો છો ત્યારે લિવરને મૂકવું એ ધ્યાનમાં રાખવું જ્યારે તમે કોઈ નવી નવી બાઇક શીખો છો ત્યારે તમે ફર્સ્ટ ગેર પાડો ફર્સ્ટ ગેર પાડીને ક્લચ કરવું ક્લચ કરતી જ્યારે ક્લચ કરો છો ત્યારે લિવરને ધીમું પાળવું એવી જ રીતની સમજવું તમારે કે ફર્સ્ટ ગેર પેલો ગેર બીજો ગેર ત્રીજો ગેર અને ચોથો ગેર એવી રીતના ચાર ગેર હોય છે ચારે ચાર ગેર જો હોય છે એ ગેર પાડતી વખતે ધ્યાનમાં એ રાખવું જોઈએ કે લીવર છે જ્યારે તમે ગેર આપો છો જ્યારે તમે ગેર માં નાખો છો એ ગેરમાં નાખ્યા પછી ક્લચ દબાવો ક્લચ દબાવી દીધા પછી લિવરને ધીમું પાડવું જેથી કરીને બાઈકની સ્પીડ છે એ વધશે અને એકદમ ઝડપથી પહેલાં ગેરમાં નાખીને સીધું જ બીજા ગેરમાં નહીં નાખવાનું થોડી વાર રહેવાનું થોડું બે કે ચાર સેકેન્ડ ચાલી જાય પછી બીજો ગેર પાડવાનો પછી સ્પીડ વધારવાની જેમ જેમ તમે સ્પીડ વધારો છો તેમ તેમ તમારે ગેર બદલાવવાના ગેર બદલાવો ત્યારે ક્લચ કરવાનું ક્લચની સાથે લીવર ધીમું રાખવાનું આવી જ રીતના જ્યારે તમે ફર્સ્ટ ગેર બદલાવી લીધો બીજો ગેરમાં તમારી ત્રીસની સ્પીડ છે ત્રીસની સ્પીડ છે તો તમારે હવે સ્પીડને તમારી જે ઝડપની તમારી ગતિને તમારે બાઈક ગાડીની ગતિને તમારે વધારવી છે તો એ ગાડીની ગતિ વધારવા માટે તમારે હવે ત્રીજો ગેર પાળવો પડે છે ત્રીજો ગેર પાડવા માટે તમારે સૌપ્રથમ ને લિવરને મૂકવું લિવરને ધીમું કરી દેવું પછી જે ગેર હોય ક્લચ હોય એ ક્લચ દબાવવો અને ગેર પાડી દેવો આવી જ રીતના તમારી સ્પીડ વધી જશે તમારી ગતિ છે ગાડીની ગતિ તે વધી જશે તે પછી તમે વધુ થોડુક આગળ ચાલી ગયા અને પછી લીવર મારો ચોથો ગેર પાડો તમારે હજી થોડુક આગળ વધી ગયા પછી તમારે વધુ ઝડપમાં ગાડીને જોઈએ છીએ તો ચોથો ગેર પાડો ચોથો ગેર પાડી અને લીવર ધીમું પાડો ક્લચ દબાવો અને લીવર આપો એવી રીતના ચાર ગેર એમાં અને સૌથી વધારે એ કે જ્યારે તમે ગેર પાડો છો તો નીચે નહીં જોવાનું સામે જોવાનું તમારે ખાલી પગ દ્વારા એને અનુભવ કરવાનો કે પાછળ ગેર આગળ ગેર પાડીશું તો આ ગાડીને આગળમાં જવાશે એવી રીતના ખાલી તમારે અનુભવ કરવાનો અનુભવ ખાલી પગ દ્વારા કરવાનો તમારા મોઢાને સીધું રાખવાનું અને આજુબાજુમાં કોઈ વ્યક્તિ ગાડી કે પશુઓને લાગી ન જાય તેનું ધ્યાન રાખવાનું પછી તમારે જ્યારે ગાડીને ધીમી પાડવી છે તો એકદમ ફટથી બ્રેક નહીં પાડવાની પહેલાં તો ગાડીને ધીમી કરવી પાછળના ગેરને દબાવવો અને પછી બ્રેક મારવી જેથી કરીને જ્યારે તમે બ્રેક મારો છો તો આજુબાજુમાં જોઈ લેવાનું પાછળની ગાડી કે આગળની ગાડી પાછળથી જે ગાડી આવે છે એને પહેલાં સાઇન આપવાનું કે હું ધીમી પાડું છું કે રોકવાનો છું ડાયરેક એક એકદમ ઝડપથી ગાડીને રોકવી નહીં આવી જ રીતના જ્યારે તમારે નવી નવી ગાડી શીખો છો તો તમે સૌપ્રથમ એ ભૂલ કરતાં હોય કે આજુ બાજુ જોતાં આજુ બાજુ નહીં જોવાનું સીધું જોવાનું અને જે તમે બ્રેક છે કે તમે ક્લચ છે એ ધ્યાન કરવામાં તમારે રાખી દેવાનું ઘણી વખત આપણે એ ભૂલ કરતાં હોય છે કે એકદમ જ ગાડી સ્પીડમાં હોય ને ગાડી સ્પીડમાં હોય અને એકદમ ટાઈટથી બ્રેક મારીએ છીએ જેથી કરીને આપણી ગાડી છે એ પડી જાય છે એકદમ ગોથડું ખાઈ જાય છે એ ગોથડું ન ખાઈ જાય એની માટેથી પહેલાં ને લીવર ઓછું કરવાનું લીવર ઓછું કરી અને પછી તમે એને બ્રેક મારો આવી રીતના છે એ તમે ગાડી ચલાવી શકો છો આ બધી ભૂલો છે જે સામાન્ય રીતે બધા જ વ્યક્તિ કરતા હોય છે તો આવી ભૂલો ન થાય એની માટે તમારે સીધું જોવું એક એક કરીને ચાર ગેર આવે ચાર ગેરમાં પહેલાં થોડો ઝડપ વધે ત્યારે એક ગેર પછી એનાથી વધુ ઝડપ વધે ત્યાં બીજો એનાથી વધુ ઝડપ વધે ત્યાં ત્રીજો અને બહુ વધુ જ ઝડપમાં જોતી હોય ત્યારે ચોથો ગેર પાડવો ગેર પાડતી વખતે પગમાં પગ નીચે ધ્યાન ન રાખવું સીધું જોવું પગથી ગેર પાડવા પાછળનો ગેર છે એ ગાડીને ફ્રી કરવા માટે છે અને આગળ જે તમે ગેર પાડો એ ગાડીને ગાડીની ઝડપ વધારવા માટે હોય છે આવી જ રીતના જે ગાડી છે એ ચલાવી શકાય છે બીજું કે જ્યારે તમે ગાડી ચલાવો છો ત્યારે રોડ ઉપર તમને કોઈ ચિહ્નો દેખાડવામાં આવે છે કે જેમાં એક છોકરી અને છોકરો દોરેલાં હોય અને ખભે બેગ દફતર હોય કે બેગ હોય તો એનો સાઇન એવો છે કે આજુબાજુમાં ક્યાંક શાળા છે કોલેજ છે અને વિદ્યાર્થીઓ છે ભણવા જાય છે તો તમારે ત્યાં ગાડીને ધીમી ચલાવવી પછી કોઈ તમને એવો સાઇન દેખાડવામાં આવે છે કે ડબલું દોરેલું છે તો એનો મતલબ એવો છે અને નળી છે ડબલા સાથે તો આગળ ક્યાંક પેટ્રોલ પંપ છે તો તમારે પેટ્રોલ પૂરાવવું હોય તો પૂરાવી લેવાનું પછી આગળ જતાં તમને કાંઈ એવું સાઇન દેખાડવામાં આવે કે સીધી પટ્ટી છે બરાબર તો સીધી પટ્ટી છે એનો મતલબ એવો છે કે તમારે આજુબાજુ ક્યાંય જે તમારે રોડ ક્રોસ કરવો છે તો તમે રોડ ક્રોસ કરી શકતા નથી કેમકે એ મેન હાઇવે હોય છે પછી જ્યાં સફેદ પટ્ટીમાં કટ લાગે છે બરાબર થોડેક થોડેક અંશે કાપેલાં કાપેલું હોય છે કટ લાગેલા હોય છે તો ત્યાંથી તમે તમારી ગાડી છે એને યુ ટર્ન લઈ શકો છો પછી ઘણી વખત તમે જોયું હોય તો ઓવર ટેક કરવા માટે તમારે હંમેશા ડાબી સાઈડથી જ ઓવરટેક કરવું જમણી સાઈડથી ઓવરટેક થાય નહીં ઓવરટેક કર્યા પહેલાં તમારે સાઇન આપવાનો એને કે હું આગળ જાઉં છું જે તમે લાઇટ પણ વગાડી શકો લાઇટ પણ બતાવી શકો છો હોરન મારી શકો છો અને એવી રીતના સાઇન આપીને તમારે તેનું ઓવરટેક કરવાનું જ્યારે તમે ઓવરટેક કરો છો ત્યારે ઓવરટેક કરતી વખતે પાછળ અને આગળ બંનેની સાઈડ ધ્યાન રાખવાનું પછી ડાબી સાઈડથી ઓવરટેક કરવાનું અને જ્યારે તમે યુટર્ન લો લેફ્ટ કે રાઇટ ટર્ન લો છો ત્યારે લેફ્ટ સાઈડ લાઇટ હોય છે એ લાઇટ રાઇટ ટર્ન લો તો રાઇટ સાઈડ લાઇટ અને લેફ્ટ ટર્ન લો તો લેફ્ટ સાઈડ લાઇટ

ત્યારે તમારે રસ્તાઓ વચ્ચે જોવાનું કે કોઈ વ્યક્તિ કે માણસ કે પશુ છે નહીં તો જ આગળ કરવાનું ઘણી વખત નવી નવી ગાડી શીખતા હોઈએ છે ત્યારે આપણે ટ્રાફિકના જે નિયમો છે એનું પાલન કરતા હોતા નથી જેથી કરીને ટ્રાફિક નિયમોનું પાલન કરવું જોઈએ ગાડી ચલાવતી વખતે તમારે પહેલાં તો શું કહેવાય કે હેલમેટ પહેરવું જોઈએ અને જો ફોરવિલ છે તો સીટ બેલ્ટ છે એવું બધુ બાંધવું જોઈએ અને જ્યારે તમે કોઈપણ રાઈડ કરો છો